હા તમે કેટલું ભણેલા છો કોઈ જગ્યાએ નોકરી કરી છે પ્યુન માટે હં તો અમારી સ્કૂલમાં અમે અમુક નિયમો છે નિયમોમાં તમારે સૌથી પહેલાં તો વહેલાં હા હાજર આ રહેવું પડશે સમયસર તેને વિદ્યાર્થીઓ માટે બેલ પડવો પડશે સમયસર તેની વિદ્યાર્થીઓની આવક જાવકને ધ્યાનમાં રાખવી પડશે વિદ્યાર્થીઓ શું કરે છે સ્કૂલથી છૂટીને બેલ વાગ્યા પછી તેનું ધ્યાન રાખવું પડશે સવારે તમારે નવ વાગ્યે હાજરી આપી દેવી પડશે

શાળાની સફાઈ અને પછી દસ વાગ્યે સાડા દસે બેલનો ટાઈમ હા ગતાગમ પડી ગઇ નિયમ

કાલે નવ વાગે

હા તમારા જે બાર પાસની માર્કશીટ પણ લઇને આવજો ત્યાંથી તમને સ્કૂલમાંથી એક ફોર્મ આપવામાં આવશે ફોર્મ તમારે ભરવાનું રહેશે હા માર્કસીટ ને આધાર કાર્ડ